હા મને તમારી જગ્યા પસંદ આવી ગઈ છે હવે મારે તમને આના માટે સૌ પ્રથમ કેટલા રૂપિયા અગાઉથી આપવા પડશે સારું તો આ દસ હજાર રૂપિયાનો ચેક આપું છું પણ અહીંયા વીજળી નથી તો એનું શું કરશો તમે વીજળી જોડાણની અરજી આપી દીધી છે નહીં તો સૌ પ્રથમ તમે વિદ્યુત બોર્ડમાં જાઓ અને ત્યાં બેઠેલા કારીગરને કહેજો કે મારે ત્રણ ફેસનું નવું કનેક્શનની અરજી કરવી છે એ ફોર્મ આવશે એ ભરીને એમાં લખેલી વિગતોના દસ્તાવેજો એટલે કે આ દુકાનનો દસ્તાવેજ આધારકાર્ડ વગેરે જોઈશે એ આપીને પૈસા ભરવાના રહેશે એ ભરી દેશો એટલે દસ દિવસમાં વીજળી કનેક્શન જળ થઈ જશે